હા હા હા ખ્યાલ આવ્યો હવે મને છે ને ટોપલા છે સૂપડા છે એ મોટા ટોપલા આવે ને પેલા શું કહેવાય એના માટે હં હં એવું પણ મને જથ્થાબંધ જોઈએ છે એના માટે હું સેલ કરું એમ તમારી પાસેથી લઈને પછી હું અહિયાં વેચાણ કરું કે સેલ કરું એમ

હં હં એવું અને બીજી કોઈ નવી આઇટમ એવું અને એવું આ તો ઍન્ટિક પીસ કેહવાયને એટલે વાંધો નય એની કિમત જોઈ છે પણ વધારે કરી ન બનાવાની ને એનો હું તમને ઓર્ડર આપું એ તમારે બનાવાનુંને પછી મને કોલ કરવાનો કે ભાઈ આટલી આઇટમ બની ગઈ છે તો હું લઈ જાવું સિટીમાં જરાક એના સિવાય કઈક નોવેલ્ટી બનાવતા હોય તો બનાવાની અને હે હા હા ખુરશી હિચકો આ જોઈને એ છે પછી હિચકો હિચકો બનાવો કે વાંસનો હા એ બનાવો તો ઘણી મજા આવે હે હા તો એવી આઇટમો બનાય પછી મને આપો તો હું એનો સેલ કરું એમ

બની જાય ને ઓકે સારું ચલો હું તમને પછી ઓર્ડર આપી દઇશ પછી ઓર્ડર આપી દઇશ ચાલો